હેલો હું રૂપર બોલું છું મેં જ કાલે કેબ બુક કરાવી હતી એ હજુ સુધી આવી નથી કારણ કે મારે પાસપોર્ટ ઓફિસ જવાનું છે ત્યાં પહોંચતા મારે બે કલાક થાય અને અત્યારે સાડા અગિયાર વાગ્યાની અપોઇમેન્ટ છે અને અત્યારે નવ તો વાગી ગયા છે હજુએ તમે આવ્યા નથી તમારા ડ્રાઈવર તો અને વરસાદની સિઝન છે ટ્રાફિકનો પણ વધારો થઈ જાય જો ટાઈમે પહોંચાય નહીં તો મારે પ્રોબ્લેમ થઈ જાય મારી એપોઈમેન્ટ કેન્સલ થઈ જાય ફરી ફરી માટે પ્રોસેસ પાછો મારે કરવો પડેને ધક્કો થાય માટે એવું કરો કે હું બીજી કેબ કરી લઈ છું અને જો તમે બીજી અન તમારો ડ્રાઈવર વારંવાર હું ફોન કરું છું તો પણ ત્યાં આવતા નથી કે ફોન ઉપાડતા નથી તો હવે હું શું કરું તમે મારી કેબ કેન્સલ કરો છો કે પછી બીજી કોઈ કેબ મોકલો છો અને ફરી બીજી મોકલશો તો પણ જલ્દી મોકલો કારણ કે મારે ટાઈમ થઈ જવા આયો છે